હા બોલિયે બોલો

હલ્લો

હા શું છે કેવું ચાલે છે એવું છે કેવું છે હાઈ એલર્ટ છે કેટલાં ડીગ્રી તાપમાન છે બરાબર બરાબર એવું છે આટલી બધી ગરમી છે ત્યાં બરોબર એવું છે બરોબર અત્યારે યાર અમદાવાદની યાર બહુ ખતરનાક છે ટેમ્પરેચર તાપમાન પિસ્તાલીસ ડીગ્રી જેવું લાગે છે હું પણ બે અ કેટલા દિવસનું બરાબર બરાબર બરાબર બરાબર બરાબર હા હા સમજી ગયો તો સરકાર આટલી બધી સહાયતા આપે છે એમ બરાબર એટલે ગરમી તો યાર ખાસાં યાર બે ત્રણ વર્ષથી પાંચ વર્ષથી હું જોઉં છું અમદાવાદમાં બહુ ખતરનાક જ પડે છે છેલ્લાં પાંચ વર્ષથી આ હાઈ છે હા જે હોય એ વાત તમારી સારી હોં એ વાત ખરેખર દિવસે દિવસે યાર વધતો જાય છે યાર ટેમ્પરેચર યાર ગરમીનાં પિસ્તાલીસ ડીગ્રી સુધી શું વાત કરો છો એટલે આ તો બહુ કહેવાય યાર પિસ પિસ્તાલીસ ડીગ્રી તો યાર એ તો યાર બહુ કહેવાય યાર ગરમીના તો યાર હાલત ખરાબ કરી નાખી છે યાર સ્કૂલ આવ

હા મેં ન્યૂઝમાં પેલા વાંચ્યું હતું કે સ્કૂલોને એ બધી ભી બંધ હતી ગ ગયા અઠવાડિયે બરાબર બરાબર બરાબર ખરેખર ખરેખર હા હા બરો ચાલો તો જોઈએ પછી બરાબર ઓકે ચાલો ઓકે હા